આજે મેં ઘરે ઢોસા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બનેલા અને ઓછા ખર્ચામાં અને હાજેનિક બનેલા પણ બહુ જ લાંબો સમય લાગ્યો બે કલાક થઈ ગયા બે થી ત્રણ કલાક થઈ ગયા પણ હું કાંટાળી ગઈ છેલ્લે તો મારા ખાવાના પણ હોશ નહોતા પણ થયેલા બહુ જ સરસ અને પ્રોપર હાઇજીન સાથે બારના તો કેવી રીતના બનાવતા હશે ખબર નહીં પણ આ તો એકદમ હાઇજીન સાથે સારા અને ટેસ્ટી ઘરે જ બનાવેલા મને બહુ જ મજા આવી બનાવવાની હા થોડું કાંટાળાજનક લાગ્યું પણ બધાએ વખાણ કર્યાં ને ત્યારે મારો આ થાક બધો જ દૂર થઈ ગયો મને પિઝા બનાવવાની બહુ મજા આવે છે પિઝા બી બહુ સરસ થાય છે ને મારા છોકરાને તો મારા ઘરના જ પિઝા બહુ ભાવે છે ઓછા ઓઇલી મતલબ ઓછા સૉસવાળા અને પ્રોપર ખટાશથી અને આથા વગરના સારા ઘરે જ બનાવી શકીએ છે હું તો બધાને એવું જ કહું છું કે પિઝા ઢોસા જેવી વસ્તુ ઘરે જ બનાવો અને ઇન્ફેક્ટ મારા બાળકને તો મારા હાથની પનીર ટિક્કા પણ બહુ ભાવે છે હા લાંબી લાંબી રિસેપી છે થોડી ટ્રિકી છે સમય વધારે લાગે છે પણ હાઇજેનિક હોય છે એટલે મને બી ભાવે છે અને ઓછી ઓઈલી અને ઓછી સ્પાઈસી બનાવવાની થોડી લાંબી પ્રોસીજર છે પણ ઘરે બનાવવાની બહુ મજા આવે છે હા અને મને તો ઘરે જ બધી જ વાનગી બનાવવાની બહુ જ ગમે છે રેસ્ટોરન્ટ કરતાં ઘરે બેસીને શાંતિથી આપણા સમયે ખાવું ને એ મને બહુ ગમે છે